કેમ છો અનિલભાઈ મજામાં હં અચ્છા શું કહેવાય શું વાડીમાં અત્યારે કપાસ છે એમને તો તમારે તો કેવડો થયો કપાસ બરાબર છે તો તમારે વેહેલું વાવેતર હશે એમને બરાબર સમજાઈ ગયું હવે બીજું શેનું વાવેતર કર્યું છે એરંડા વાવ્યા છે કે નહીં કાં શું પણ હજી તો તે નાના નાના હોય ને અત્યારે બહુ છે ને એને બહું ખાતર ને એવું બહુ ના નખાય કારણ કે અત્યારથી જો મોટા થઇ જશે તો કારણ કે હજી એને તો છ સાત છ મહિના ઉભું અ ઉભું રહેવાનું એટલે એ તો બહું મોટા થઇ જાય પછી તો તમને લણવામાં તકલીફ પડે એના કરતાં અત્યારે તમે છે ને બહું ઓલા ઓલું ખાતર ને એવું ના આપતા બરાબર એને બીજું કે શું મગફળી મગફળીમાં કેવું છે મેં જોયું ને બધા વખાણે છે કે તમારે બહુ મગફળી બહુ સારી છે એ ના ના એ તો પછી એવું લાગે ને તો મજુરથી ખડ બડ ઉપડાવી નાખવાનું હોય અને તમે મગફળી ક્યાં ઓલી ચાસ ઓળવી હતી કે ડાયરેક્ટ ઓલું રોપાવીને ઓલા વાવણીયાથી જ વવડાવી હતી ને અને ખેતીમાં કેવી રીતે હળ હાંકીને કરી હતી કે પછી ડાઈરેકટ દાંતી મારીને બરાબર કાંઇ વાંધો નહીં ભલે મેં એ રીતે બધા એમ કહેતા હતા કે હળ ના હંકાય દાંતી મારીને હવે ડાયરેક્ટ વાવી દઇએ ને તો એમ સારું થાય મેં કીધું એવું ના હોય આમાં તો હળ હાંકયા કરતાં એમને એમ કરીએ ને તો સારું રહે બીજું શું એટલે મેં કીધું હવે એવી રીતે મેં આ વખતે વાવ્યું હતું ગયું નહીં ગઈ વખતે મેં હળ હાંકીને વાવી હતી પણ એમાં શું કે વધારે મૂળ વધારે ઊંડા બેસી ઓલા મગફળી હતી ને બહુ ઊંડી બેસી ગઇ અને ઉપાડવામાં થોડીક વધારે તકલીફ પડી હતી તૂટી બહુ જતી ખેતરમાં અત્યારે બસ જો ફાલને અમુક અમુક જગ્યાએ ભીંડો હશે એટલે હવે લગભગ સાતમમાં સાતમ વેળા વીણવા જેવું થઇ જશે આમ તો અને એક તો મજૂરની અત્યારે બહુ ખેંચ છે કે મજુરેય મળતા નથી બહુ ઘણી બધી તકલીફ જેવું છે હવે શું કહીએ અને એક તો તહેવારો ઉપર તહેવારો આવે છે અને હમણાં કપાસ વીણે એવો થઈ જાય છે ને મજૂરો જડતા નથી એવું છે અને બીજું એક તો હં ને મારે કપાસમાં છે ને એક તો ઓલા મજૂરથી પાછી હેં ને પાર્સેલિનની દવા જે હતી ને એ એને વધારે પાઇ દીધી તો એનું છે ને અત્યારે જમીનમાં થોડુંક વધારે રીએક્સન જોવા મળે છે અને કુણપ આવતી જ નથી એમ મેં બે ત્રણ વખત કુણપની દવા પણ છાંટી છે આવું બધુ કર્યું તોય જે જોઈએ એવું રિજલ્ટ મળતું નથી તો તમારી પાસે કોઇ એવા સારા એવા શું કોઇ એગ્રોલિસ્ટનો નંબર હોય અથવા તમે કોઈ સારી એવી દવા જાણકાર હોય તો મને જણાવો એના વિશે હા ઓલા અલ્પેશભાઈને એ બધા આવ્યા હતા એ ને મોરબીથી હા હા અને બરાબર છે ના ના મને એમાં મળ્યું હતું મને એમ થયું મારે વાત બી કરવાની હતી મારે મેં કીધું પછી નિરાંતે વાત મેં કીધું તમારી સાથે કારણ કે તમારે શું ઝાઝા વરસથી ખેતીનો અનુભવ છે મેં કીધું તમને પૂછી લઉં

ના ના હવે મેં કાલે મળી લઉં બરાબર તો સારું ચાલો ત્યારે અનિલભાઈ પછી હું તમને નિરાંતે ફોન કરું બરાબર બીજું કંઇ હોય તો પછી હું તમને ફોન કરું